હા બોલો હા અમે મસાજ શોપમાંથી બોલીએ છીએ હા પણ હા હા થેન્કયુ હા બરાબર એવું છે અમારી પાસે તો મસાજ છે દરેક પ્રકારના થતાં હોય છે ખભાના મસાજ કમરના માથાના હાથના પગમાં દરેક પ્રકારના મસાજ થતાં હોય છે તમારે કયો કરાવવો છે મેડમ કમરમાં પણ ત્રણ ચાર પ્રકારના મસાજ હોય છે તમે એક કામ કરો તમે અહીં અમારા સેન્ટર પર આવી જશો તો વધારે પડતું સારું પડશે તમે આવી શકો અહીં હાં તો તમારું બજેટ કેટલું છે એ તમે કે જો ને કમરના મસાજમાં સિમ્પલ હોય થોડો દુખાવો હોય તો બસ્સો રૂપિયા અને વધારે દુખાવો હોય તો ચારસો છસો એવા વધતાં જાય છે તમે અમારા સેન્ટર પર આવી જશોને તો તમને વધારે ખ્યાલ આવશે તમે ક્યાં છો અત્યારે વલસાડમાં અહિયાં ડેપોની આ આજુબાજુમાં જ છે તમે ક્યાં છો અત્યારે હાં તો તમે કેટલી મિનિટમાં આવી જશો હા સારું